ગેમ્સની વાત કરું તો હું ઘણાં બધા ગેમ્સ રમ્યો છું અ દાખલા તરીકે જી ટી એ જી ટી એ ના બધા ચેપ્ટર્સો છે પછી અ લોન અલોન અસ પછી ડ્રેગન બૉલ પછી પોકેમોન ફિફા ક્રિકેટ બધા બધા ગેમ્સ રમેલાં જ છે મારે અને મુશ્કેલીની વાત કરું તો બધાં ગેમ્સ ઇઝી જ હોય છે હા ડે લૅવલ્સ જે એમનાં હોય એ થોડા ડિફિકલ્ટ થતાં જાય છે જેમ જેમ આપણે આગળ વધીએ તો લૅવલ્સ ડિફિકલ્ટ થતાં જાય છે તો નિરાશાજનક તો ગેમમાં તો મને કોઈ એવી નિરાશાજનક જેવું કંઈ થયું નહીં મુશ્કેલી થોડી પડી હતી કેન્ડી ક્રશમાં આપણે હું રમતો હતો કેન્ડી ક્રશ તો એમાં જે આપણે લૅવલ વનથી ચાલુ કરી અને લૅવલ થાઉઝન્ડ ઇલેવન અ થાઉઝન્ડ ફિફ્ટીન હંડ્રેડ લેવલ પર પહોંચીએ તો એ બધા લૅવલ્સ ડિફિકલ્ટ થતાં જાય છે તો એ તો ગેમ છે એમાં તો એવું જ રહેવાનું છે અને સિમ્પલ જે રમવાનું તો ટેકનિક આપણે લર્ન પહેલાં તો શીખી લીધા પછી એ બધું એક્સપિરિયન્સ આવી ગયો કે આ ટાઈપનો ગેમ આવો આ આ રીતે રમવાનો હોય છે આ ટાઈપના આમાં આ દિવાલ આ ટાઇપનું દોડાવવાનું હોય છે તો એ ટાઈપે આપણે રમ્યો